હા નમસ્કાર સર આપણે જ ખોડિયાર અજેન્સીમાંથી જગદીશભાઈ વાત કરો છો હા તો આપણે ઘર માટે કોલ કર્યો હતો મકાન લેવાનું છે આપણે આપણે ફેલેટમાં જ જોઈએ છે સાહેબ

બરાબર હં હં બીજા માળે એમાં તો લિફ્ટ તો હશે જ ને હા તો તો વાંધો નહીં બીજા માળે હા એ તો તો વાંધો નહીં એમાં એવું છે મારાં મમ્મી પપ્પાને થોડુંક ચાલવાની સગવડ ચાલવાની પેલું છે એટલાં માટે હા તો તો વાંધો ના તો તો વાંધો નહીં મારે દસ અગિયાર સુધીની હા એ તો છે એટલે આમ કેટલી પ્રાઈસ શું ચાલે છે

હા એ તો વાત સાચી પણ સાહેબ એટલું બધું બહું પેલું થઈ જશે પંદર તો

હા એ તો છે જ હા એ તો છે પણ સાહેબ મારે પછી ફર્નિચર ને એ બધું એ કરાવવું તો પડશે જ હા પણ સાહેબ એ તો ઘર બની જાય ત્યારે જ નવું થઇ જાય અત્યાર તો જૂનું થઇ ગયું હોય ને એટલે મારે થોડોક તો ખર્ચો કરવો જ પડશે અને પાછો દસ્તાવેજ ને એ ખર્ચો તો થાય જ અત્યારે તો બહું મોંઘવારી છે એટલે એમાંય ખર્ચ વધી જાય એ તો કંઇક સરખું કરી દો તો સારું

હા એ તો વાત સાચી છે તો ચાલો તમારૂં ય નહીં ને મારું ય નહીં તેરમાં ફિક્સ કરી દો થશે થશે યાર સારું સારું ચાલો સાડા તેરમાં ફાઈનલ હા એ તો છે હા તે એ તો વાંધો નહીં બરાબર અને એમાં હોસ્પિટલ ને એ તો બધું તો નજીક જ હશે સ્કૂલ ને બુલને એ બધું હા હા હા

હા તે વાંધો નહીં બરાબર એમાં પછી જોઈશું આપણે અમે ચાર પાંચ સભ્યો છીએ હું ભાઈ અને મમ્મી પપ્પા

હા તે વાંધો નહીં અત્યાર તો હું બે ત્રણ દિવસ તો બીઝી જ છું પછી હું તમને સામેથી તમારો નંબર મને વોટસઅપ કરી દેજો બરાબર આ નંબર પર તો હું તમને કોલ બેક કરીશ

બરાબર એટલે કાગળમાં કરો દસ્તાવેજ કરવામાં તો તમારો જ અજેન્ટ હશે ને હા નહીંતર પછી મારે લાવવો પડે એવું કંઈ નથી ને હા તો તો વાંધો નહીં હ હ અને પછી એમાં પાણીની સુવિધા ને એ તો બધું કમ્પ્લીટ જ હશે ને હા હા

ઓકે